અત્યારે ચોમાસામાં વીજળીથી બચવા માટે કેટલા ઘણા ઉપયોગો કરવા જોઈએ સ્વિચ પાડવામાં તમે કોઈ લાકડાની ડંડી કે એવું કાંઈ યુસ કરી શકો રબરનાં મોજાં પહેરીને કામ કરી શકો વીજળીના કેટલાક એવા ખતરાઓ છે જેને જે જીવલેણ પણ છે લીકેજ કરંટ થવાથી ઘરમાં શૉટ સર્કિટ થાય કે જો સ્વિચ પાડવાથી કરંટ લીકેજ થતો હોય તો તે આપણને લાગી શકે આ બધા કરન્ટોથી બચવા માટે આપણે ચોમાસામાં લાકડાની ડંડીથી સ્વિચ ચાલું કરવી અને બંધ કરવી જોઈએ